હલો જી સર જી મેડમ હા જી સર હા જી સર હું તમને બધી વાત કરવા માગું તો એમએમયુઆઇ એક બહોત એક મહત્ત્વની ગુજરાત સરકારની યોજના છે અને આ વિશે લગભગ બધાને ખબર જ હોય છે હં ને આની હું વાત કરું તો આ યોજનાથી તમે તમારા ધંધાને આગળ વધારી શકો છો બીજી વાત કરું તો તમને સરકાર અમુક સબસિડી આપે છે પછી અમુક લોન લોન પણ આપે છે હા આરતી હા એ હા એ હા એની એની વાત કરું તો એના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારું આધાર કાર્ડ છે તમારું ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ આ બધું જોઇએ પછી તમારે મહત્ત્વની હોય છે તો બેંક ડિટેલ બેંક ડિટેલ તમારી જોઈએ પછી તમારો રહેઠાણ પુરાવો છે એ બધી ડિટેલ જોઈએ

હા હા હા મોકલી આપો વાત કરું તો કે તમે બ્યુટી પાર્લર ખોલવા માગો છો બ્યુટી પાર્લર ખોલવા માગો છો

બ્યુટી પાર્લર ખોલવા માગો છો તમે અચ્છા હા તો સર તમને અમે તમને ડોક્યુમેન્ટ બધા મોકલી દઇશું તમે જે નંબરમાં અમે મેં તમને કોલ કર્યો એમાં ઓકે સર